ગુજરાતના તહેવારોમાં ધાર્મિક પ્રસંગો લગભગ ઓલ બધી જ સિઝનમાં ચાલતા હોય છે બરાબર છે ગુજરાત છે એ સંસ્કૃતિ અને ધર્મથી ભરપૂર રાજ્ય છે જ્યાં વર્ષમાં લગભગ તહેવાર અને ધાર્મિક પ્રસંગો ચાલતા જ હોય છે અને ઉજવાતા જ હોય છે ગુજરાતનાં અથવા ધાર્મિક પ્રસંગોને માણવા માટે જો રાજ્યોનો પ્રવાસ કરવો હોય તો તેની શ્રેષ્ઠ મોસમ શિયાળો છે જે સામાન્ય રીતે ઓક્ટોબરથી માર્ચ સુધી હોય છે શિયાળામાં રાજ્યનું હવામાન ખૂબ જ આકર્ષક હોય છે ખાસ કરીને આ મોસમ દરમ્યાન ગરમી બિલકુલ હોતી જ નથી જે પ્રવાસને વધારે અનુકૂળ બનાવે છે આરામદાયક બનાવે છે આ દરમ્યાન આપણે ગુજરાતમાં વિવિધ તહેવારો માણી શકીએ છીએ જેમ કે નવરાત્રિ રથયાત્રા ઉત્તરાયણ પછી ધ્રોલ મહોત્સવ અને રણ ઉત્સવ બરાબર તો હવે નવરાત્રિનું જો લઈએ ને આપણે તો નવરાત્રિ લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આવે છે હા સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આવે છે નવરાત્રિ ગુજરાતનો સૌથી મોટો તહેવાર છે હા ગુજરાત છે એ નવરાત્રિ માટે બી બહું જ જાણીતું છે જેમ કહેવાય કે ગરબા હા ગરબા છે એ બહું જ ફેમસ છે ગુજરાતમાં આ તહેવારમાં બધાય ગરબા રમે છે માતાજીની પૂજા કરે છે અને સાહસિક સાંસ્કૃતિક મોજ શોખની મજા આ સમયમાં ગુજરાતી પર્યટન યાત્રા પર જઈને માણી શકે છે ગુજરાતમાં જોએલું છે અમે લગભગ બહારથી બધાં જ લોકો આવતાં હોય છે અમુક જેને ગરબા રમવાનો શોખ હોય છે એ લોકો બહારથી આવી અને ગુજરાતમાં સ્પેસિયલ નવરાત્રિમાં ગરબા રમતા હોય છે અને મેં સાંભળ્યું છે કે બેસ્ટ એક્સરસાઇઝ જો તમારે વજન ઘટાડવું હોય શરીર ઉતારવું હોય તો એ ગરબા છે કે જેમાંથી તમે લગભગ લગભગ બહુ બહુ જલ્દીથી વજન ઘટે છે તમે દસ દિવસ નવરાત્રિ લગભગ નવ દિવસ નવ રાત એટલે જે નવરાત્રિ કહેવામાં આવે છે જે નવ રાતનો તહેવાર છે એ રાત્રે રમવામાં આવે છે અને ફાઇનલી દસમાં દિવસે દશેરાની ઉજવણી કરવામાં આવે છે જેમાં રાવણનું રાવણને સળગાવવામાં આવે છે એ રાવણને સળગાવવાનો મતલબ એવો છે કે ગુજરાતનાં લોકો એવું માને છે કે આ રાવણ મતલબ એના જે નેગેટિવ પોઇન્ટ્સ હતા જે નેગેટિવિટી હતી એ બધા લોકોમાંથી દૂર થાય બળી જાય એવું માનવામાં આવે છે એટલા માટે નવરાત્રિ છે એ મુખ્ય તહેવાર છે ગુજરાતી માટે જાણીતો તહેવાર છે કે મતલબ નવરાત્રિ એટલે ગુજરાતનો તહેવાર ગુજરાતી મતલબ નવરાત્રિ ગુજરાતનાં લોકો તો કે કોઈ પણ કોઈ પણ ગીત પર એ લોકો ગરબા આરામથી રમી શકે બરાબર હા તો હવે એ મેઈન પોઇન્ટ મુખ્ય પોઇન્ટ છે આપણે એને ગરબામાં નવરાત્રિ માનીશું બીજું તો કે જન્માષ્ટમીમાં રથયાત્રા ઓકે જન્માષ્ટમીમાં બી રથયાત્રા હોય છે અને ગુજરાતમાં અષાઢી બીજમાં બી રથયાત્રા હોય છે જગન્નાથ ભગવાનની જો જો જન્માષ્ટમીમાં આપણે રથયાત્રાનું નામ લઈએ તો એમાં કહેવામાં આવે છે કે કૃષ્ણ જન્મ જે છે એ જન્માષ્ટમી કૃષ્ણ જન્મ માટે મનાવવામાં આવે છે એના માટે મેઇન છે મુખ્ય છે બરાબર તો એ જન્માષ્ટમીનાં દિવસે રથયાત્રા નીકળે છે જેમાં અલગ અલગ અલગ અલગ મતલબ વેહિકલ્સ વાહનો હોય છે જેમાં ટ્રક બાઈક રિક્સા એ બધું યુઝ કરવામાં આવે છે એનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં કૃષ્ણનું આખું જીવન ચરિત્ર બતાવવામાં આવે છે કે કૃષ્ણનો જન્મ આવી રીતે મથુરાની જેલમાં થયો હતો પછી એવી રીતે એનાં સ્ટેચ્યુ મૂકવામાં આવે છે કોઈ દેવકી બને છે કોઈ વાસુદેવ બને છે પછી કોઈ નંદબાબા બને છે કોઈ યશોદા બને છે એવી રીતે આખું પ્રચાર કરે છે રથયાત્રામાં જેમાં એવું એવું બી દેખાડવામાં આવે છે કે કાનુડો કૃષ્ણ ભગવાન છે એનો જન્મ કેવી રીતે ક્યાં થયો હતો પછી એ કેવી રીતે મોટા થયેલા છે પછી એનો બધો આખો મહિમા એ આખું આખું એમનું એ સ્ટેચ્યુ મારફત બધાં અલગ અલગ લોકો અલગ અલગ કેરેક્ટર એમાં કરતાં હોય છે એવી રીતે એ રથયાત્રા એવી રીતે જાણીતી છે બીજું તો કે જગન્નાથ અષાઢી બીજની રથયાત્રા જે અમદાવાદમાં ભગવાન જગન્નાથની યાત્રા ખૂબ જ પ્રસિદ્ધ છે આ ધાર્મિક પ્રસંગ જેવી અનોખી અનુભૂતિ જે હિન્દુ સંસ્કૃતિ પ્રત્યે માનવીની શ્રદ્ધા દર્શાવે છે પછી ત્રીજો તહેવાર લઇએ તો કે ઉત્તરાયણ ગુજરાત ઉત્તરાયણ માટે બી બહું જ મતલબ કે પ્રખ્યાત છે

અને એ દરમ્યાન આપણે જોઈએ તો પતંગ ઉડાડવામાં બી હરિફાઈ થાય છે કે ભાઈ પતંગના પેચ લાગતા હોય ને કોઈની પતંગ કપાય તો લોકો ખૂબ જ આનંદ લેતા હોય છે રાડો પાડીને કાઈપો છે એ તો ભાઈ ગુજરાતનો મતલબ કે ઉત્તરાયણ માટેનો મેન ડાયલોગ છે કાયપો છે એના ઉપર સોંગ બી બનેલાં છે ગીત બી બનેલાં છે કાયપો છે પર પિક્ચરમાં ઓકે અને પછી લઈએ તો ધ્રોલ મહોત્સવ હવે આ મહોત્સવ વિશે આપણે બોલીએ તો એ એ છે ધ્રોલ મહોત્સવ જામનગર નજીક ધ્રોલ શહેરમાં યોજાય છે આ તહેવારમાં ધ્રોલનો ઐતિહાસિક મહેલ અને હનુમાનજીનાં મંદિર સાથે જોડાયેલું છે મેં થોડું ઘણું જાણેલું છે તો એક ગ્રાઉન્ડ હતું મતલબ કે યુદ્ધનું મેદાન હતું એમાં એ યુદ્ધ થયું હતું એ પછી ત્યાં મેળો યોજાવામાં આવે છે ઓકે એ સિવાય ગુજરાતમાં જન્માષ્ટમી ટાઈમે લોક મેળાનું બહુ જ મહત્વ છે લોક મેળામાં અલગ અલગ ઓલા લોકો અલગ અલગ જાતનાં લોકો બધાં ભેગા થાય છે મસ્ત આનંદ લે છે મેળાનો અને બીજો છે ગુજરાતમાં તો કે તરણેતરનો મેળો તરણેતરનો મેળો તો લગભગ બહુ જ પ્રખ્યાત છે એમ કે જેમાં ભાતીગળ ભાતીગળ લોકો બધાં જ અલગ અલગ એના પોતાના છે ફોક ડાન્સ કહીએ તો એને એ લોકો ત્યાં એનો પ્રચાર કરે છે એ લોકો ત્યાં પોતાના ફોક ડાન્સ કરે છે અને બીજું જોઈએ તો તરણેતરના મેળામાં અલગ અલગ જાતનાં લોકો બધાં આવે છે અને મેળાને ખૂબ જ સરસ રીતે માણે છે પછી જોઈએ તો રણ ઉત્સવ તો રણ ઉત્સવ કચ્છનાં રણમાં યોજાય છે એ ટીપીકલ કચ્છી કળા છે કચ્છી કળા ટીપીકલ કચ્છી કળા સંસ્કૃતિ અને સંગીતો એમાં આપણે આનંદ માણી શકીએ છીએ અને એ આ ઉત્સવ છે ને રણ ઉત્સવ એ મોસ્ટલી છે ને શિયાળામાં જ થાય છે અને અને એ છે ને ત્યાં રણોત્સવ ટાઇમે ઘણાં બધાં પર્યટકો છે ને એ રણમાં ફરવાં માટે જાય એ ખાસ જોવાં માટે જાય છે કચ્છ એટલે રણોત્સવ કચ્છનું નામ આવે એટલે તરત જ મગજમાં રણોત્સવ આવે કે હા કચ્છ છે તો કચ્છમાં રણોત્સવ થાય છે અને એ જોવા જવું જ જોઈએ હવે આ મોસમમાં પ્રવાસ કરવાથી ગૃહ લક્ષ્મી મંદિર સોમનાથ મંદિર દ્વારકાધીશ મંદિર અને અન્ય વિવિધ ધાર્મિક સ્થળોને પણ ભ્રમણ કરવાં માટે અનુકૂળ વાતાવરણ મળે છે શિયાળામાં ગિરનારની યાત્રા માટે પણ હા પરિક્રમા એ જોઈએ તો લગભગ જૂનાગઢનો જે ડુંગર છે એની આજુ ફરતે લોકો પ્રદક્ષિણા કરે છે હવે એ એને મારી ગુજરાતી લેંગ્વેજમાં અમે પરિક્રમા કહીએ છીએ એ પરિક્રમાનો એટલો આનંદ આવે છે એનો એકવાર અનુભવ કરવા જેવો છે પરિક્રમા કરતી વખતે કેટલા બધા એડવેન્ચરો ફીલ થાય છે મતલબ કે જંગલમાંથી ચાલવું પછી જમવાનું સાથે લેવું જમવાનું બનાવવાનું સાથે લેવું અને એનાં સિવાય તો કે અલગ અલગ પ્રાણીઓનો જંગલી પ્રાણીઓનો સામનો કરવો એ એ બહુ જ અઘરુ છે અમુક અમુક સમાચાર ન્યુઝમાં મેં જોયેલું છે સાંભળેલું છે કે કોઈ કોઈ નાના બાળકોને કે ભાઈ કોઈ કોઈ બીજા વૃદ્ધોને ઘણી વખત જંગલી દીપડાઓ જે ખાઈ જતા હોય છે તો એ બહુ દુઃખદ બનાવો ત્યારે બની જતા હોય છે અમુક લોકો માટે પણ હા પરિક્રમા ધાર્મિક તહેવાર જે છે ને એના માટે પરિક્રમા તો બહું જ મહત્ત્વની બાબત છે પછી તો કે ઉનાળાની મોસમમાં ગુજરાતનું હવામાન ખૂબ જ ગરમ હોય છે તો ત્યારે મોસ્લી અહીંયાનો પેલો થતું નથી પ્રવાસ થતો નથી આવી રીતે ગુજરાતમાં અનેક ઘણા બધા તહેવારો તેહવારો ધાર્મિક પ્રસંગો છે જેના માટે ગુજરાતનો પ્રવાસ કરવો ખૂબ જ ખૂબ જ જરૂરી છે અને આકર્ષક પણ છે ઓકે